અત્યાર સુધીનાં સૂચનો વધારવા માટે તમે નીચેના વધું પગલાંની ભલામણ કરી શકો છો હળવી કસરત ઝડપી ચાલ સાયકલિંગ અથવા તો સ્વિમિંગ જેવી હળવી કાર્ડીઓલોજી કસરતો આ બ્લડ સર્ક્યુલેસન સુધારવામાં અને પેશીઓની મજબૂત કરવામાં મદદ કરે છે મસાજ નિયમિત મસાજ પેશીઓની ટેન્સન ઘટાડવામાં લવચીકતા વધારવામાં અને લોહીના પ્રવાહને સુધારવામાં ઉપયોગી હોઈ શકે છે ગરમ અને ઠંડુ થેરાપી દુધારું અને ઠંડુ સંકોચણો દુઃખાવો અને સોજા ઘટાડવામાં મદદ કરી શકે છે આહાર

ડીપ બ્રીથીંગ એક્સરસાઈસ અને ડાયરી લખવાની ટેકો શોધો જે શરીર પણ પણ સકારાત્મક અસર કરે છે સક્ષમ સેટિંગ અને ઊભા થવા કામ કરતી વખતે અથવા લાંબો સમય બેસતા રેહવું યોગ્ય સીટિંગ પોજીશન અને ગઇન્ટો મેટ્રિક્સ પોઝિશન અપનાવવું નિયંત્રિત જીવન શૈલી વધુ સમયમાં આરામ માટે દિવસમાં થોડી વખત વહેલો પાડવો અને સતત થાક અથવા તણાવને નિયંત્રિત કરવું આ બધા પગલાંનાં સંયોજનથી તમારા પાડોશીને ક્રોનિક દુઃખાવા અને હલન ચલનમાં સુધારો લાવવો સહેલો બનશે